હા મને શિક્ષણ માટેની લોન વિષેની માહિતી છે અને એમાં એવું હોય છે કે જ્યારે કોઈ ને ઉચ્ચતર શિક્ષણ માટે બહાર જવાનું હોય જેમકે વિદેશમાં જવાનું હોય અથવા તો હાયર એજ્યુકેશન માટે જવાનું થાય તો ત્યારે આ લોનનો છે એ ઉપયોગ કરી શકે છે હવે તેના માટે કોઈ એક પર્ટિક્યુલર વિષયની પસંદગી કરવામાં આવે છે અને તેના આધારે તમને લોન મળે મળે છે અને તેના આધારે તમે વિદેશ ભણવા જઈ શકો છો હવે આ લોન તમે ક્યાંય પણથી લઇ શકો છો જેમકે કોઈ પ્રાઇવેટ બેંક અથવા તો કોઈ સરકારી બેંક છે તે તમને આના માટે લોન છે એ આપે છે બીજી વસ્તુ એ કે આપણને ખબર છે કે લોન છે એ એમને એમ ના મળી શકે તો તેના માટે જે તે બેંકના નિયમો મુજબ પાંચ ટકા કે દસ ટકા જેટલું છે એ વ્યાજ આવતું હોય છે તો તેના લીધે થાય એવું કે વ્યાજ છે એ આપણને તરત ને તરત ભરવાનું શરૂ નથી કરવાનું હોતું એ વ્યાજ આપણે જ્યારે ભણી લઈએ અને જ્યારે આપણે કમાતા થઈએ ત્યારે આપણે તે વ્યાજ છે એ ભરી શકીએ છે એમ અને ત્યારે જ ભરવાનો આવે છે તો આ છે લોન વિષયની માહિતી અને હા મેં આ લોન છે એનો લાભ લીધેલો છે મારે અંગ્રેજી વિષયમાં આગળ વધારે એજ્યુકેશન માટે બહાર વિદેશમાં ભણવા જવાનું હતું તો માટે મેં આ લોન લીધેલી છે મે સરકારી બેંકમાંથી આ લોન લીધેલી હતી અને તેના દ્વારા મને આગળ વિદેશમાં જવા માટે ખૂબ જ ઉપયોગી થયા અને હા મારી ફાઇનેન્શિયલ પરિસ્થિતિઓ એટલી બધી સારી ન હતી તો એટલા માટે મારે આ લોન લેવી પડી અને અત્યારે હજી હું આનું કોઈ વ્યાજ છે એ ચૂકવતી નથી એ હજુ ભણું છું તો જ્યારે હું ભણવાનું પૂરું કરીશ અને જ્યારે નોકરી કે કંઈક પૈસા કમાતી થઈશ તો ત્યારે હું આનું વ્યાજ છે એ ભરી શકું છું હવે આ લોનના હિસાબે બને છે એવું કે કોઈપણ જાતનું બડર્ન છે પોતાના ઉપર રહેતો નથી અને બહુ સારી રીતે તમે છે એ અભ્યાસ કરી શકો છો કોઈપણ ડિસ્ટબન્સ વગર ફાઇનાન્સયલી પણ કોઈ પ્રેશર છે એ તમારી ઉપર રહેતું નથી તો મારા મેં આ લોનનો લાભ લીધેલો છે અને હજુ પણ હું એમ કહી શકું કે મને જો કોઈ વધારે ભવિષ્યમાં જરૂર પડશે તો હું આવી શિક્ષણ માટેની લોન છે એ લઈશ કારણ કે તેના ખૂબ જ બધાં ફાયદાઓ હોય છે જેમ કે વિદેશમાં જવાનું હોય એટલે તમારે એના માટે તમારું ફાઇનાન્સયલ કંડિશન સારી બતાવવી પડે તો તમે જઈ શકો તો આપણી પાસે એટલા પૈસા તો હોય નહીં ને આપણી ફાઇનાન્સયલ કંડિશન પણ એટલી સારી ન હોય કે આપણે તે કરી શકીએ તો એના લીધે આપણને જો લોન લીધી હોય તો ઘણાં બધાં ફાયદાઓ છે એ થાય છે અને આપણે વિદેશમાં ભણી શકીએ છીએ અને આપણા સપનાઓ પણ પૂરા કરી શકીએ છીએ કોઈપણ બડર્ન વગર તો હા આ લોન છે એ ખૂબ જ કારગત સાબિત થાય છે મારા માટે હા મને ખૂબ જ ફાયદો થયો છે આ લોનથી અને હું લોન ઉપરથી જ ભણી રહી છું અત્યારે